હા હલો ગુડ ઈવનિંગ હવે તમારી સાથે મારે ડિસ્કશન કરવાનું હતું કે આપણે હવે નેક્સ્ટ તમારે શું પ્લાનિંગ છે આપણાં બાળકો માટેના ગ્રોથ માટેનું

હા ઓકે હા હમ હં ઓકે ગુજરાતીમાં હા હા બરાબર છે તમે બરાબર વિચારી રહ્યા છો અને વર્ક પણ તમારું સારું છે આપણે ઇ એમાં આગળ વધવાની કોશિશ કરીએ તો બાળકોમાં શું થોડોક વધારે ગુજરાતી ભાષા જે અત્યારે લુપ્ત થતી જાય છે એના માટે આપણે થોડુંક એને થોડુંક વધારે જ્ઞાન મળે અને ઘરમાં પણ એવો માહોલ ક્રિએટ કરીએ કે એ બોલવાની ટ્રાય કરે સ્કૂલમાં પણ કરે તો આપણે એવું કરી શકીએ અને પછીનું તમારો શું છે નેક્સ્ટ વીકનું આપણે શું છે ટાર્ગેટ હં હં હં

હા હા હા અને એ પણ કરીશ હમ હા એટલે આપણે એવું પણ કરી શકીએ કે બને એટલું આપણે બાળકને અહીંયા જેટલું તે વારંવાર પરીક્ષા લઈએ અથવા કોઈપણ એક્ટિવિટી એવી કરાવીએ કે જેનાથી એનું ઇમ્પ્રુવમેન્ટ વધારે સારું આવે તો આપણાં અહીંયા જે બધી એક્ટિવિટી કરાવીએ ને તો એને ઘરે પણ થોડુંક ઇઝી રહે એમનાં મમ્મી પપ્પા સાથે બોલવામાં દાદા દાદી સાથે એટલે કોમ્યુનિકેશન થોડુક એનું વધારે સારું રહેશે

હા બરાબર છે

હા એટલે એમ હા એટલે એમનો આત્મવિશ્વાસ પણ વધે અને કોઈપણ જગ્યાએ તેને બોલવું હોય તો એ વગર અટકે ગભરાયા વગર બોલી શકે તેના માટે આપણે આ બધી એક્ટિવિટી તમે કરાવો છો એ બહુ સરસ કરાવો છો અને આગળ ને આવો ને આવો ગ્રોથ તમે કરતા રહેજો ઓકે ઓકે થેંક્યું આભાર તમારો હોં હા હા હા બાય બાય